હા મેં ઘણીબધી વખત ગ્રીટિંગ કાર્ડ બનાવ્યા છે ચિત્રો બનાવ્યા છે અને મેં મારા ફ્રેન્ડ્સને અને મારા ટીચરોને બધાને ગિફ્ટમાં આપ્યા છે જ્યારે બી શિક્ષક દિન હોય એ વખતે હું મારી જાતે જ મારા ટીચરો માટે ગ્રીટિંગ કાર્ડ્સ બનાવતી અને જેમ જેમ મારી ઉંમર વધતી ગઈ તેમ તેમ મેં મારા એજ પ્રમાણે ચિત્રો બનાવીને મે મારા ફ્રેન્ડ્સને અને મારા કલીગ્સને ગિફ્ટમાં આપવાના શરૂ કર્યા ધીરે ધીરે આગળ જતાં જતાં મને હાથ બનાવટની વસ્તુઓ ગમે છે હસ્તકલા ગમે છે એટલે ભરતગૂંથણ આ તે કરીને પર્સ બનાવ્યા છે હેંગીગ્સ બનાવ્યા છે પેપર મેસીયલ વર્ક બનાવ્યા છે ફ્લાવર પોટ્સ બનાવ્યા છે ફ્લાવર્સ બનાવ્યા છે એ બધી વસ્તુઓ બનાવીને અને મેં એ લોકોને ગિફ્ટ કર્યું છે આવી બધી બનાવટો કરવા આવી બધી બનાવટ આપણે કોઈને ગિફ્ટમાં આપીએ તો આપણી કલાનું એ અને આપણી સંસ્કૃતિનું એ લોકોને જ્ઞાન થાય છે